વ્યાસ મલ્ટી મીડિયામાંથી વાત કરો છો એકચુંલી અમારી હમણાં એક નવી બ્રાન્ડ લોન્ચ થઈ રહી છે પીનારા કરીને તો મારે એના માટે એક લોગો ડિઝાઈન કરાવવો હતો હા અમારું જે અમારો જે બિઝનેસ છે ને એ મેનલી ટેક્સટાઇલ રિલેટેડ બિઝનેસ છે જે ડ્રેસ મટીરિયલ્સ ને સાડીઓ હોલસેલમાં પરચેસ કરીને પછી એને રેડિમેડ રિટેલ માર્કેટમાં સેલ કરે છે પીનારા પિ આઈ એન એ આર એ હા તો મારે સમજવું હતું હવે અમારો જે મેન બિઝનસ છે ને એ સુરત સિટી બેઝ્ડ જ છે હમણાં તો આમ તો પછી એક્સપાન્ડ કરીશું તો એમાં હવે કેવો લોગો સુટેબલ રહેશે અને તમારા ચાર્જિસ કેવી રીતના હોય છે એ થોડુંક ગાયડન્સ આપો ઓકે ઓકે એટલે અમારું હમણાં નવું જ બિઝનસ છે એટલે મને છે ને લોગો મેનલી જોઈએ એની સાથે સાથે વિઝિટિંગ કાર્ડ્સ બી છપાવવાનાં છે અને આમારી કંપનીનાં નામનાં એનવલ્પ પણ જો આવી જાય તો વધારે સારું રહેશે એમ હા અને લેટર હેડ હા બસ અમને મેનલી તો આ ત્રણ વસ્તુની રિકવારમેન્ટ છે સ્ટેશનરીઝમાં એટલે મારે નામ કોઈન કરવાનો મીનિંગ મેન હતો કે આપણે રેઈનબોના સાત કલર્સ હોય ને તો એની પાછળના ત્રણ મેં વર્ડ લીધા એટલે એ મને પ્રોનાઉન્સીએસન વાઇઝ પણ સારા લાગ્યા તા અને બોલવામાં પણ ઇઝી હતા એ રીતે મેં પીનારા લીધું હતું બાકી લોગોમાં કલરવાઇઝ ને બીજી રીતે મારી કોઈ સ્પેસિયલ રિકવારમેન્ટ નથી તમે તમારી રીતે બેસ્ટ એટ્રેક્ટિવ લોગો બનાવી આપો મને પીનારા છે એટલે તમે યલો ઓરેન્જ ને રેડ એમાં આવે તો સારું નહીં આવે તો બી ચાલશે એકદમ કંપલસરી નથી પણ

થોડુંક મને વન વીક જેવું મને ચાલશે હમણાં અમારું બંધુ ડેવલપમેન્ટમાં જ છે એટલે મને બહુ ઉતાવળ નથી પણ વન વીક જેટલો ટાઈમ મને ઇનફ છે ઓકે મને થોડુંક ખાલી હમણાં ચાર્જિસનું બેઝિક સમજાવી શકશો કેવી રીતનું રહે છે કે તમે પછી કહેશો મને

ઓકે ઓકે વાંધો નહીં ઠીક છે થેન્ક યુ